એક લેખકને ઘણી બધા પ્રકારની ચિંતા હોય છે જેમકે તેમનું લેખન લખાઈ ગયા પછી તેમના વાચક વર્ગને ગમશે કે નહીં વાચક વર્ગને ગમે તો વિવેચકોને ગમશે કે નહીં અથવા તો એવું કોઈ પાત્ર કે એવો કોઈ સંવાદ નહીં લખાઈ જાય ને કે જેનાં કારણે તેમને પાછળથી તકલીફ પડી શકે ઘણીવાર એવું થયું છે કે લેખકે એક વસ્તુ લખ્યું અને તેના પાત્રોનાં કારણે તેના ઉપર કેસો થયા હોય ઘણીવાર તેણે જે લખ્યું હોય તેનું સ્વરૂપ જળવાતું નથી હોતું તેની ચિંતાઓ તેને ઘણી વાર થતી હોય છે હા ક્યારેક મને એવું લાગે છે કે મારું લેખન પૂરતું સારું નથી થયું કારણ કે ઘણી વાર એવું બને છે કે મારા મનમાં કોઈ પ્રેરણા મળે છે અને પછી મને તે લખવાનો સમય નથી મળતો અને જ્યારે સમય મળે છે ત્યારે પ્રેરણામાં એનું જે મૂળ સ્વરૂપ હોય છે તે લખાતું નથી હોતું અમારા લેખનને મુખ્યત્ત્વે વાચક વર્ગ જે હોય છે એ ટેકો આપે છે કારણ કે કોઈપણ સારી વસ્તુ લખી હોય કે કોઈપણ લખાણ લખ્યું હોય અને કોઈ આવીને તમને એમ કહી દે કે તમે ખૂબ જ સારું લખ્યું છે તો એ લેખકને એક અંદરથી ખુશી આપે છે કે એક જણને કે બે જણને કે વધારે નહીં પણ એક જ જણને પણ જો એ એનું લખાણ એને ગમ્યું તે એ ખુશી એને ખૂબ સરસ હોય છે ઘણી વખત કોઈ મોટા વિદ્વાન વિવેચકો તરફથી અણધારેલી વ્યક્તિઓ તરફથી જ્યારે સમીક્ષા મળે છે ત્યારે જે લેખક છે તેમને ખૂબ પ્રેરિત થતા હોય છે ઘણી વાર એવા લેખકોનાં જીવન ચરિત્રો વાંચીને એમને પ્રેરણા મળતી હોય છે